આજકાલ બાળકો મોબાઈલમાં ગેમ રમે છે જ્યારે અમે નાના હતા ત્યારે હું હતો ત્યારે ક્રિકેટને એવું બધું રમતા અને બાર જતાં અને સોસિયલ લાઈફ હતી ત્યારે ઇન્ટ્રેકસન કરતાં બધા હારે અને બધા હારે વાતચીત થાતી અન અત્યારના બાળકો છે તે મોબાઈલમાં જ રમે છે ગેમ જેમ કે પબજી છે કે ફ્રી ફાયર છે એવી મોબાઈલમાં વિડીયો ગેમ્સ રમ્યા રાખે છે જેનાથી તેમને આંખોને એ ખરાબ થાય છે એના બદલે પહેલાના જમાનામાં જે બધા લોકો બહાર જઈને ગેમ રમતા જેમ કે કેરમ છે કે હોકી છે ફૂટબોલ છે ક્રિકેટ છે એ બધું રમતા હતા તેનો શારીરીક અને માનસિક બેય રીતના ડેવલોપમેન્ટ થાતું અને વિકાસ થતો અને તે તેનો બધો ઇમપ્રુવ થાતું માઇન્ડસેટ અને બધું જેનાથી તે લોકો આગળ એકટીવીટીમાં વધારે ધ્યાન દઈ શકતા અત્યારના બાળકો બધા જે રમે છે તે વિડીયો ગેમ રમે છે વિડીયો ગેમમાં કશું જ થાતું નથી તેનાથી ખાલી આંખો બગડે છે અને એનાથી કઈ ફાયદો થતો નથી જેથી બધા ન બધા છોકરાઓ પહેલાની જેમ હોકી ક્રિકેટ ફૂટબોલ અને એવી ગેમ્સ રમવી જોઈએ જેનાથી તેનું માઇન્ડસેટ પણ ડેવલોપ થાય મગજનો પણ વિકાસ થાય અને શારીરીક શરીરનો પણ વિકાસ થાય જેથી તેઓને આગળ જાતા કોઈપણ સ્પોર્ટ્સમાં રહેવું હોય તો આગળ તેમાં તે કેરિયર પણ બનાવી શકે છે જેમ કે ક્રિકેટ છે તો ક્રી ક્રિકેટર બની શકે છે મોટો હોકી તો હોકી પ્લેયર બની શકે ફોટબોલ પ્લેયર બની શકે અત્યારે બધા વિડીયો ગેમ્સ રમે છે જેનાથી કાંઈ કશું જ થાતું નથી સામું નાના છોકરા છે તેનું માઇન્ડસેટ હોય છે તે ખરાબ થાય છે અને તેમને બહુ જલ્દી ગુસ્સો આવી જાય છે અને તેમની આંખો પણ ખરાબ થાય છે જેથી કંઈ ફાયદાકારક છે નહીં અને એની બદલે બાર જઈને ગેમ રમે ક્રિકેટ રમે તો તેનું શારીરીક ડેવલોપમેન્ટ થાય માનસિક ડેવલોપમેન્ટ થાય અને વધારે એના મિત્રો બને અને સોસિયલ લાઈફમાં તે આગળ વધે અને કોઈ પણ પરિસ્થિતિ હોય તે ટેકલ કરી શકે એની બદલે જે વિડીયો ગેમ્સમાં કંઈ હોતું નથી તે ટાઈમ જ ટાઈમને બગાડ જ છે એક રીતના જોઈએ તો અને વિડીયો ગેમ્સમાં કંઈ કશું જ હોતું નથી છોકરાઓને લેવલ પાર ના કરી શકે કે લેવલ આગળ ના વધી શકે તો બહુ જ જલ્દી ખીજમાં ચડી જાય છે આઉટડોર ગેમ્સમાં એવું હોતું નથી એમા હાર જીત કંઈ ગમે તે થાય પણ તોય છોકરાઓને આમ પ્રોત્સાહન મળે અને શારીરીક રીતના અને બધી રીતના વિકાસ થાય તેમનો આજ કાલ બાળકો પબજી રમે છે તો પબજીમાં ઘણા લોકો તેમના પૈસા પણ ઉડાવી દે છે અને ભારી નુક્સાન પણ કરી બેસે છે અને ફ્રી ફાયર ને એવી બધી ગેમોમાં નુકસાનકારક જ છે છોકરા માટે એઝવેલ એ જ એના પેરેન્ટસ માટે જેથી તે લોકોને આઉટડોર ગેમ્સ રમવી જોઈએ વિડીયો ગેમ્સ રમવી ના જોઈએ વિડીયો ગેમ્સ પણ રમી શકે પણ એના મર્યાદામાં રમે તો વધારે સારું રહે અને બહારની ગેમો રમે તો ક્રિકેટ રમે તો એમા એનો શારીરિક વિકાસ થાય ફૂટબોલ રમે તો એ સોસિયલ રીતના બધાને મિત્રો બનાવી શકે અને એની લાઈફમાં આગળ વધી શકે એની બદલે વિડીયો ગેમમાં કશું જ એવું હોતું નથી વિડીયો ગેમ્સથી એનો મગજ ખરાબ થાય છે અને તામસી બને છે જેનાથી તેઓને ખીજ બહુ વહેલી ચડી જાય છે ને ગુસ્સો તરત વહેલો આવી જતો હોય છે સામાન્ય માણસના કંપેરિઝનમાં તુલનામાં જે લોકો બહાર જઈને ક્રિકેટ અને લૂડો અને હોકી કે એવું કઈ પણ રમે છે ફૂટબોલ કે તો તેમણે જલ્દી ગુસ્સો આવતો નથી વિડીયો ગેમ્સ રમતા છોકરઓને જલ્દી ગુસ્સો આવી જાય છે બાર ગેમ રમતા હોય એના તુલનામાં તેથી આપણે બધાને એવું કરવું જોઈએ કે જેનાથી બધા બાર ગેમ રમે અને વિડીયો ગેમ બને એટલી ઓછી કરે પહેલાની જેમ બધા બહાર જાય અને બધાય ગેમ રમે તેમની સોસિયલ લાઈફમાં આગળ વધે અને નવા નવા મિત્રો બનાવે અને શારીરિક તેમનો વિકાસ થાય બાળકોનો માનસિક વિકાસ પણ થાય જેથી તેમની આગળ જતી જિદગીમાં તેમણે અનુભવ થાય અને તે આગળ કામમાં આવે

અને બીજી ઘણી બધી એવી ગેમ્સ છે નાના નાના છોકરાઓ હોય છે જે ત્રણ ત્રણ ચાર ચાર વરસના હોય છે જે લોકો જમતા જમતા પણ ગેમ રમતા હોય છે કે મોબાઈલમાં જોતાં હોય છે કંઈપણ તો ઈ વસ્તુ ખરાબ છે એવું કરવું ના જોઈએ અને બાર જઈને તેમણે ગેમ રમવી જોઈએ ક્રિકેટને એવી ગમ્મે તેવી જેની જેવી ઉંમર એ એ રીતના એને એવી ગેમ રમવી જોઈએ ક્રિકેટ છે ફૂટબોલ છે હોકી છે લૂડો છે કેરમ છે ચેસ છે એવી બધી ગેમથી માનસિક અને શારીરિક બંને વિકાસ થાય છે છોકરાઓનો